નમસ્તે હા મજામાં

હા એટલે આવે જ ને એટલે અત્યારે દિલ્હીમાંથી ફ્લાઇટ લઈને આપણે અમદાવાદ આવી રહ્યો છું

હા પાક્કું પાક્કું પણ આપણે અહીંયા અમદાવાદથી આપણે દ્વારકા ને જવું હોય તો કેમનું ટ્રાન્સપોટેશન થશે હમ હમ હમ

હમ અને આપણે આખું દ્વારકા ફરવું હોય તો કેમનું રહેશે ત્યાં

અને પછી ત્યાંથી બીજું કોઈ સ્થળ કયું નજીક પડશે આમ છોકરાઓને ગમે એમ

હમ એટલે ફેમિલી હવે કહી રહી છે કે પપ્પા ચાલો જઈએ એટલે સારું સરસ સરસ બાકી ત્યાં સોમનાથમાં તો કંઈ તકલીફ નહીં પડે ને

હમ આપણો

આપણે બરાબર હમ બરાબર એટલે અહીંયાથી તો આપણે

હમ બરાબર બરાબર હા હા એ જ ને એ હા પાક્કું આવીશ હા હા એ હા કોલ કરીશ આવીને એ હા પાક્કું